કેમ છો હેલો હા બોલો કોણ બોલો બરાબર હમ ઓકે કોણ તમારું નામ શું છે બરાબર બરોબર હા તો હું પુંજાભાઈ વાત કરું છું ઇલેક્ટ્રિશિયન ના શું હતું બોલો ને તમારે શું ફૉલ્ટ હતો

બરાબર એટલે તમારે પાવર ક્યાંથી આવે છે મેઇન પાવર બરાબર ટી સી તમારે ક્યાં હળવદમાં બોર્ડ છે જીઈબીનું બરાબર જો આમાં એવું છે અનિલભાઈ અનિલભાઇ આમાં એવું છે કે તમારા જો શું કહેવાય ટી સીમાં ફૉલ્ટ હશે જી ઇ બીવાળા જે કંઇ આપણે જી ઈ બીવાળાને જ આપણે બોલાવવા પડે પણ જો તમારા ઘરમાં કોઇ પણ ફૉલ્ટ હશે અમે એ તમને રીપેર કરી આપીએ બરાબર એમાં કોઇ ઇસ્યૂ નથી બાકી તમારા ઘરમાં કોઇ પ્રોબ્લેમ હશે તો એમાં અમે કરી આપીશું પણ જી ઈ બીમાં હશે તો આમાં અમારો કોઇ હિસ્સો ના રહે કારણ કે એ પી જી વી સી એલ દ્વારા કરવામાં આવે બરાબર ને સરકારના નિયમ પ્રમાણે બીજું કંઈ અમે ન કરી શકીએ અને તમારા ઘરમાં શું બો શું શું થયું છે હવે અનિલભાઈ હવે એમાં ફૉલ્ટ માટે છે ને તમાંરુ આખું વાયરિંગ અ વાયરિંગ બધું અમારે ચેક કરવું પડે એટલે શું કહેવાય કે મેઇન સ્વીચથી લઇને બધી જગ્યાએ જોવું પડે કારણ કે આમાં છે ને ક્યાં ફોલ્ટ છે એ ગોતવા માટે તો બહું ટાઇમ લઇ લે તમારામાં જો ફોલ્ટ નીકળે કે નહીં પણ બધું ચેક કરવા માટે છે ને પહેલાં તો હું કાલે તમે કહો ત્યારે હું આવી તો જાઉં પણ થોડાક દિવસની હું હાજરી લઇશ બરાબર મારું જે બનતું હશે એ હું થોડાક દિવસના હું લઇશ અનિલભાઈ હવે એમાં મારે એવું થયું કે હું હવે તમારે કયું ગામ કંઇ કીધું તમે બરાબર ઓલું નદીની આગળ જે આ પ્રાથમિક શાળા છે ત્યાં એ કાંઇ વાંધો નહીં તો હવે એમાં એવું અને તમારે જો કોઈ વસ્તુ બદલવાની થાય તો તો તમારા ગામમાંથી એ બધું વસ્તુ મળી રહે આ માનો કે મેઇન સ્વીચ છે વાયર છે બધું કારણ કે અમે ચેક કરીને જ લાવીએ કે આમાં ફોલ્ટ હશે તો આમાં સાંધો પણ કરવો પડે ક્યાંક નવો વાયર પણ નાખવો પડશે એ બધો જે હશે એમ આપણે કરવું પડશે સમજ્યા તો તમે બરાબર છે કાંઇ વાંધો નહીં અનિલભાઈ તો તમે એક કામ કરજો જો મેઇન સ્વીચનો ફોલ્ટ હશે તો તો મેઇન સ્વીચ એક નવી લેવી પડશે બોર્ડમાં ત્યાં ખરાબ હશે તો બોર્ડ નવી લેવી પડશે બાકી તો બીજી આપણે ચેક કરીએ ને પછી ખબર પડે કે ક્યાં ફોલ્ટ છે વાયર ભેગું થઈ ગયું હશે તો બધું બાળી દીધું હશે બરાબર તમારા ઘરનું પૂરેપૂરું આખું વાયરિંગ ચેક કરવું પડશે

કાંઇ વાંધો નહીં એ તો પી જી વી સી એલમાં તમારે અરજી દઇને બોલાવવા પડે તો આપણે હું છે ને કાલે હું તમને ચેક કરીને તમને કહીશ બરાબર તો હું કાલે ત્યાં આવું ને તમને ફોન કરું બરોબર ભલે ભલે